વાત કરું વેપાર શરૂ કરવામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પડકારોનો કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે તો સૌ પ્રથમ તો ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે જ્ઞાન ઓછું હોય છે જેતે કોઈપણ વેપાર શરૂ કરવા માટે તે માટે સૌપ્રથમ તો તેને પૂરતું જ્ઞાન મેળવવું પડે છે ત્યારબાદ પ્રશ્ન આવે છે મૂડીનો ગ્રામ્ય લોકો પાસે એટલી મૂડી તો પૂરતી મૂડી હોતી નથી કે જેથી તે કોઈ મોટા પાયે વેપાર શરૂ કરે છે શકે છે તેથી તેને તેને ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌ પ્રથમ નાના પાયે થી વેપારની શરૂઆત કરવી પડે છે જેથી મોટા ઉદ્યોગો તેમના હરીફો સામે તેને ટકી રહેવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે અને ત્યારબાદ વાત કરું તો તમે ટેકનોલોજીનો ટેકનોલોજીનો અભાવ જોવા મળતો હોય છે જેમકે કોઈ એવું વ્યક્તિ છેકે જે બાયોગેસ બાયોગેસનો બાયોગેસ પર વર્ક કરી રહ્યો છે અને તેમનો વેપાર શરૂ કરવો છે તો તેમની પાસે જો કોઈ પૂરતું ટેકનોલોજીકલ જ્ઞાન ન હોય તો સૌપ્રથમ તેને ટેકનોલોજી વિષે માહિતી મેળવવી પડતી હોય છે અને ત્યારબાદ તેમને જરૂરી એવી પૂરતી મૂડી એકત્એરી કત્રિત કરવી પડતી હોય છે પરંતુ જો તે જરૂરી એવી જરૂરિયાત મુજબની મૂડી એકત્રિત ના કરી શકે તો તેમને સરકારશ્રીની મદદ લેવી પડતી હોય છે અને ત્યારબાદ તેમને જેતે તેના સ્ક્રિનિંગમાંથી પસાર થઈને ફર્સ્ટ છે સ્ક્રિનિંગ સેકન્ડ સ્ક્રિનિંગ એવી બે સ્ક્રિનિંગ આવેલી હોય છે તેમાંથી તેમને પસાર થવું પડે છે અને ત્યારબાદ તેમને આમ જેતે પૂરતી તેમને મૂડીની સહાય આપવામાં આવે છે તેથી આ જો ગ્રામ્ય વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વેપારીઓને મદદરૂપ થવું હોય તો તેમને મૂડીની સહાય અને સબસીડીઓની સબસીડી આપવી જોઈએ છે જે ગ્રામ્ય વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારના લોકોમાં વેપારનું પ્રમાણ વધી શકે અને જો જેમકે કોઈ વ્યક્તિ મતલબ એવું છેકે તેને ટેકનોલજીકલ સહાયને જરૂર પળે છે તો તેને ટેક્નોલોનું પૂરતું જ્ઞાન આપવું જોઈએ અને તે અંગે તેમને માહિતી આપવી જોઈએ જેથી ગ્રામ્યના વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં વેપારનો વ્યાપ વધે અને ગ્રામ્ય વિસ્તારમાં ટેક્નોલોજિકલ જ્ઞાનમાં પણ વધારો જોવા મળે અને ત્યારબાદ ટેક્નોલોજિકલ જ્ઞાનની સાથે સાથે વેપાર ક્ષેત્રે પણ ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ થવા જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારમાં વેપાર ઉદ્યોગ તેમજ વ્યાપાર ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોને આગળ લાવવા માટે તેમને જરૂરી મૂડી ટેક્નોલોજિકલ માહિતી અને મૂડીની સહાય કરવી જોઈએ સરકારશ્રીએ જે તે ગામડાઓમાં મતલબ ધંધો કરવા ઇચ્છતા લોકો ધંધો કરવા ઇચ્છતા લોકોને તેમને અડચણ રૂપ થતાં પડકારોનો સામનો કરવા માટે તેમને પ્રશ્નોનો જણાવા જોઈએ અને ત્યારબાદ તેમને હલ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ જેથી ગામડાના લોકો સરળતાથી વેપાર ધંધો શરૂ કરી શકે અને હરીફો સામે ટકી શકે તે રીતે કેપેબલ બને પરંતુ જો પણ જેતે માહિતીના અભાવને કારણેજ એવું બને છેકે ગામડાના લોકો વેપાર ક્ષેત્રે આગળ આવતા નથી અને પૂરતો વિકાસ સાધી શકતા નથી ગામડાઓમાં ઘણાં એવાં વેપારીઓ રહેલાં છે જે કાંઈક કરીને આગળ વધી શકે છે પરંતુ તેમને તેમનામાં રહેલો ડરને કારણે અને ટેકનોલોજીકલ જ્ઞાનના અભાવને કારણે તેઓ જે તે માહિતીમાં મેળવી શકતા નથી અને જેના કારણે તે વેપાર ધંધો શરૂ કરી શકતા નથી જો કોઈ વ્યક્તિને જેમકે કોઈ વ્યક્તિને એવો બિઝનેસ સ્ટાર્ટ કરવું છે જેમકે છે ડેરીનો બિઝનેસ છે તો કોઈપણ વ્યક્તિને ડેરીનો બિઝનેસ ચાલુ કરવો છે તો તેમણે જેતે સરકારશ્રીની પૂરતી સબસીડી તેમજ તેમને મળતી સહાયની માહિતી હોતી નથી જેથી તે સરળતાથી તેમાં તે બિઝનેસ ધંધો કે વેપાર શરૂ કરી શકતા નથી અને જો તેમને તેમને મળેલા આર્થિક સહાય વિશે જાણકારી મેળવી લે જોતે જેતે ધંધો શરૂ કરશે તો તેને સરળતાથી તેને મૂડી ઓછી મૂડીમાં ધંધો શરૂ કરી શકસે અને તે તે અનુરૂપ વેપાર ક્ષેત્રે વિકાસ કરી શકશે